હાજી હાંજી ઓકે સર તમને કેવું મસાજ કરાવવું છે આ ફૂલ બોડી મસાજ છે આયુર્વેદિક મસાજ છે હેડ મસાજ છે ફૂટ મસાજ છે હા આખું બોડી મસાજ બી આવશે મિનિમમ થટ્ટી મિનિટ્સથી ચાલું થાય પછી તમારે કેટલું આગળ કન્ટીન્યુ કરવું છે એના પર છે પણ ત્રીસ મિનિટ સુધીમાં તમારે સુઇ જવાનું અને અમારે અહીંયાથી અમારા જે પણ સ્ટાફ મેમ્બર છે એ તમારો મસાજ કરશે હા સર એ તો તમારે સુવું જ પડે તો જ તમારી બોડી તમારી બોડીને તમારે એકદમ રિલેક્સ કરી દેવાની હોય છે તમારૂં માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જવું જોઈએ તો તમારું અમે એ સર આ પેલું તલનું તેલ આવે છે તે ઘણા બધાં અલગ અલગ આયુર્વેદિક તેલને બધા પણ છે જે અમે હોમમેડ હોય છે અમે અમારી એમાં જાતે જ બનાવીએ છીએ તો અલગ અલગ તેલનો યુસ કરીએ છીએ તમારી જેવી રિકવારમેન્ટ હોય એવી જો તમે કમ્ફટેબલ હોવ તો ફિમેલ પણ કરે અને હા હા તો મેલ પણ છે અમારે ત્યાં મેલ અવેલેબલ છે સર અમારું સવારે નવ વાગ્યાથી ચાલું થાય છે સર આફ્ટરનૂનમાં અમારા લંચ બ્રેક હોય છે એક વાગ્યે અને પછી પાછું ત્રણ થી સાંજે સાત વાગ્યા સુધી તો તમે કોઈપણ ટાઈમ સ્લોટ બુક કરાવી શકો છો ના ફોન પર પણ ચાલશે અને તમારે અહીં એક વખત રૂબરૂ આવીને અમારું એન્વાયર્મેન્ટ જોવું હોય તમારે અમારું એક વખત મસાજ પાર્લર ચેક કરવું હોય તો તમે આવીને એવી રીતના કરાવીને પણ કરી શકો છો વેલકમ